હલો માણસે સ્વસ્થ રહેવા માટે એનો સૂવાનો યોગ્ય સમય બધે અલગ અલગ એ જ પ્રમાણે અલગ અલગ હોય છે જેમ કે નાના બાળકોનો સૂવાનો ટાઈમ આઠ વાગે હોય સે તો સવારે છો વાગે આઠ વાગે ઉઠે તો એને આઠ દસ દસ કલાક ઊંઘ થાય એ બરાબર છે જ્યારે યંગ જનરેશન છે તેને સૂવાનો ટાઈમ દસ વાગે સુવે ચાર વાગે ઉઠે એને એના માટે આઠથી આઠ કલાક છ કલાક સેફિસન્ટ છે જ્યારે સાઠ વરસ પચાસ વરસના માણસો માટે આઠ કલાક ઊંઘ કરવી ફરજિયાત છે તો એ લોકો ઘણી વાર દસ વાગે આઠ વાગે સૂઈ જાય છે સવારે વહેલા ઉઠે છે અને નીંદર પૂરી કરી લે છે અને એમા એવું છે કે જો પૂરતી ઊંઘ થાય તો એના માટે આ સવારે આપણે ઉઠીએ તો આપણે સ્વસ્થ રહીએ છીએ પછી હનુમાન ચાલીસા સે ગણપતિ સે સ્તોત્ર છે એ ગણગણીએ સીએ અને બહુ બહુ જ મજા આવે સે વહેલી સવારનું એવો સમય હોય છે કે માણસ તેમાં સારું સારું વિચારે સે સારી સારી પ્રવૃતિ કરે છે અને વ્યવસ્થિત બાળકોના નાસ્તા બનાવે છે બાળકો માટે તૈયાર કરે છે બાળકોને સ્કૂલે મોકલવાનું તે બધું ઘણું વ્યવસ્થિત કરી શકે છે કારણ કે સાંજે પૂરતી ઊંઘ થઈ હોય તો તમે સવારે વ્યવસ્થિત રીતે બધું કામ રેગ્યુલર કરી શકો છો જેમકે વર્કિંગ વુમન હોય છે પછી હાઉસ હાઉસ વુમન હોય છે તેઓ ઘણી વાર પૂરતી ઊંઘ ન પૂરતી ઊંઘ કરેલ હોવાથી તે ઘરની અંદર વ્યવસ્થિત ટાઈમસર બધા કામ કરી શકે છે સવારના નાસ્તા કરી શકે છે બપોરનો લંચ કરી શકે છે પછી ઘરમાં વૃદ્ધ માણસ હોય તો તેને સારી રીતે સાચવી શકે છે સારી રીતે વાત કરી શકે છે સારી રીતે બોલે છે એને ક્રોધ નથી આવતો ખીજ નથી આવતી આ બધું પૂરતી ઊંઘના ઘણા બધા પરિબળો હોય છે કે તમે પૂરતી ઊંઘ મેળવો તો ઘણી બધી રીતે તમને ઘણો ફાયદો થાય છે તેના માટે સાંજે સૂતી વખતે આપણે પૂરતી ઊંઘ લેવા માટે સારા સારા વિચારો કરવાના હોય છે સારા સારા મંત્રો બોલવાના હોય છે અને એ બધું બોલતા બોલતા આપણે સરસ રીતે પૂરતી ઊંઘ કરી કરીએ છીએ જેમ કે ખાતરી કેવી રીતે આપણે કરી શકીએ કે મને પૂરતી ઊંઘ થઈ છે તો તેના માટે આ બધા પરિબળો ભાગ ભજવે છે કે સવારે ઉઠીને જે આપણે સવારના બધું દેવ આગળ ધૂપ કરીએ છીએ તુલસીને પાણી પાઈએ છીએ ઝાડવાને પાણી પાઈએ છીએ વગેરે ઘણા બધા દૈનિક ચ રૂટિંગની અંદર કામ આવે છે પછી આપને થાય છે કે આજે મને પૂરતી ઊંઘ નથી થઈ તો એની અસરો આપને ખબર પડી જાય છે કે ઊંઘ મને શું કામ પૂરતી નથી થઈ સે તો ઘણી વાર આપણે સાંજે સૂતી વખતે ખરાબ વિચારો આવ્યા છે ઘરમાં કાંઈક ક્લેશ થયા હોય છે કોઈ એવા દુખ આવી પડ્યા હોય સે એને એને લીધે પૂરતી ઊંઘ નથી થતી પણ ઊંઘ નથી થાતી તો એની આપને ઘણી વાર આપને ડીઝીનેસ જેવું લાગે છે આળસ આવે છે પછી એમ જોઈએ કે તો આપણે આંખ નીચે કાળા પ્લે કે કે સર્કલ થઈ જાય છે ઘણી વાર મા માથું દુખવા મંડે છે પછી આપણને એમ થાય છે કે કે આજતો મને ડીઝીનેસ જેવું છે એ બધાય ઊંઘના અભાવને લીધે જે મોટા મોટા એ બધાય પરિબળો ભાગ ભજવે છે શું કામ એ બધાય ભાગ ભજવે છે કે ઊંઘ પૂરી નથી થતી તો ઊંઘ પૂરી શું કામ નથી થાતી એની અસરો આપણે જોઈએ છીએ તો એમાં ઘણી બધી અસરો હોય છે કે ઘણી વાર આંખો ઊંઘ માથે આંખો સોજી જાય સે પછી આંખમાંથી પાણી પડી જાય સે પછી શરીર આપને એમ થાય છે કે આજ મને હાવ આમ કાંઈ સારું લાગતું નથી સારા વિચારો નથી આવતા કોઈ બોલાવે તો આપણને ઘણી વાર આમ ખીજ ચડી જાય છે ક્રોધ આવી જાય છે એ બધે પૂરતી ઊંઘ ન ઊંઘ હોવાને કારણે આ બધું અસરો બતાવે છે એટલે એના માટે આપણે પૂરતી ઊંઘ કરવી જોઈએ યોગ્ય ઊંઘ કરવી જોઈએ અને અભાવ ના આવે ઊંઘનો એની બધી આપણે જાળવણી રાખવી પડે છે